મારા બાઇકની સંભાળ હું રોજ વહેલી સવારમાં ઉઠીને તેને સાફ કરું છું ઓઈલ પાણી ચેક કરું છું ક્યારેક બાઈકિંગ પણ થકવી દે છે લાંબા રાઇડિંગમાં જતા હોય છે ક્યાંક લાંબા રૂટિંગમાં જવાનું થાય ત્યારે પણ બાઇક આપણને થકવી દેતું હોય છે લાંબા માર્ગે નીકળ્યા હોય અ ત્યારે સતત ધ્યાન રાખવું પડતું હોય છે તેમાં પ્રેરિત રહેવું પડતું હોય છે અને સતત તેમાં ધ્યાન રાખવું પડતું હોય છે બાઈકિંગ બાઇક ચ ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે અને બાઇકને ચલાવવાનો મને ખૂબ જ શોખ છે મારી પાસે સ્પ્લેન્ડર પ્લસનું બાઇક છે જે હું સારી રીતે સાચવું છું અને બધાને ઉપયોગી બનું તેવી હું પણ કોશિશ કરું છું